અમદાવાદ જિલ્લામાં ખાસ કરીને સામાજિક વિકાસ માટે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે અને હાલમાં પણ શિક્ષણને લગતા આરોગ્ય સેવાઓ માટે ગરીબોના વિકાસ માટે અને ખાસ કરીને સ્ત્રીઓના સ્ત્રીઓ સશકિતકારણ માટે સરકાર હંમેશા કાર્યરત રહી છે એ માટે અવારનવાર કાર્યક્રમો બને છે અને એ કાર્યક્રમોનો અમલ ઝડપી અને અસરકારક રીતે કઈ રીતે થાય એ માટે સરકાર જોતી આવી છે મને કોઈ સ્પેસિફિક કાર્યક્રમની ખબર નથી પણ હમણાં એક સરકારશ્રીની નવી સ્કીમ આવી છે કે વ્હાલી દીકરી એ મને થોડુંક જાણકારી છે એ વ્હાલી દીકરી એ છોકરીઓ માટે એના ઘડતર અને વિકાસ માટેની સારી સ્કીમ છે એ દીકરી જ્યારે ભણવા મૂકવામાં આવે ત્રીજા ધોરણમાં આવે ત્યારે કંઈક રકમ આપવામાં આવે છે નવમા ધોરણમાં આવે ત્યારે બીજી કોઈક રકમ નવ હજાર કે બાર હજાર જેવી આપવામાં આવે છે અને જ્યારે તે અઢાર વર્ષની થાય ત્યારે એને લાખ રૂપિયા કરતાં પણ મોટી રકમ એ કાં તો એ વધારે અભ્યાસ કરી શકે આગળનો અભ્યાસ અને કાં તો એ પોતાનાં લગ્નમાં વાપરી શકે એટલે આ એક વ્હાલી દીકરી નામની છેલ્લા બે વર્ષથી એક સ્કીમ અમલી બની છે આવી ઘણી સ્કીમો છે જિલ્લા લૅવલે પરંતુ એક ખાસ કહેવાનું કે દરેક સ્કીમોનું ઇફૅક્ટિવલી અમલ થાય અને દરેક નાગરિકને જરૂરિયાતમંદ નાગરિકને લાભ મળે એ માટે સરકારે કાર્યરત રહેવું જોઈએ